હા નમસ્તે નમસ્તે બોલો બોલો

બરાબર

હા હા એટલે આ પ્રશ્ન થોડા વિદ્યાર્થીઓનો છે કે બધા વિદ્યાર્થીઓનો છે જે દૂર થી આવે છે ઓકે ઓકે ઓકે એટલે એમને સાંજે મોડું થાય છે કે સવારે મોડું થાય છે સવારે તકલીફ છે એટલે આપણે લગભગ સવારના ટાઇમમાં ફેરફાર કરવો પડશે બરાબરને ઓકે એટલે આપણે નવ દશ વાગ્યે બાળકોને વિદ્યાર્થીઓને બોલાવીએ ચાલે અને એ આપણો એ નવથી દશનો હં નવથી દશનો આપણે પાછળ કરી દઈએ હવે હં તમને જાણ છે કે પેલો ટાસ્ક કયા વિષયનો હોય છે લોકોને અને કયા સરનો હોય છે ઓકે ઓકે હા તો થઈ જશે હા હા તો આપણે સરને કનવીન્સ કરીએ અને સાંજે આપણે એ ગોઠવી કાઢીશું ઓકે તમે વિદ્યાર્થીઓને જણાવી દો ઓકે હા સરને હુ કનવીન્સ કરી લઇશ તમે બાળકોને જણાવી દો ઓકે ઓકે ઓકે ઓકે થેન્ક યૂ થેન્ક યૂ ઓકે